હું પુસ્તકો સાથે જોડાયેલી એવી વ્યક્તિ છું જે અવાર નવાર પુસ્તકની ખરીદી કરતી રહું છું અત્યાર સુધીમાં હું પુસ્તકની દુકાન પુસ્તક મેળો કે પછી ઓનલાઈન બુક શોપિંગ એ ત્રણ પદ્ધતિ ને વધારે ઉપયોગ કરતી આવી છું આ એવી પુસ્તક એક આપણા જીવનનું એક એવો ભાગ છે જે આપણને હંમેશા પ્રેરણા આપતું રહે છે પુસ્તક એ એક એવી વસ્તુ છે જે વ્યક્તિ સમાંતર હોય છે જમ તમે જ્યારે નિરાશ થાઓ છો અથવા તો તમે જ્યારે તમને પ્રેરણાની જરૂર પડે છે ત્યારે તમે કોઈ એવું પુસ્તક લો કે જે તમને હંમેશા મોટિવેટ કરે એટલે કે તમે જ્યારે પુસ્તકને પોતાની સાથે પોતાના વ્ય અ વિચારો સાથે ક કનેક્ટ કરો છો ત્યારે પુસ્તકે એવી જ વસ્તુ છે જે તમારા જીવનમાં હંમેશા સદંતર તેનો ઉપયોગ થતો રહે છે અને તેને તમે હંમેશા પોતાની સાથે જ કનેક્ટ કરી શકો છો પુસ્તક એ એટલા માટે મહત્વનું બની રહે છે કારણ કે પુસ્તકનો જ્યારે આપણાં જીવનમાં મહત્વનો ભાગ ભજવવામાં આવે છે ત્યારે તે હંમેશા આપણી સાથે ઊભું હોય છે અટલે કે હવે પુસ્તકની ખરીદી કરવી એ પણ એક વધારે મહત્ત્વનો ભાગ બની ગયો છે પહેલાંના સમયમાં જ્યારે પુસ્તક એ માત્ર એક તમને દુકાનેથી મળી રહેતી વસ્તુ હતી પરંતુ અત્યારના આધુનિક સમયમાં પુસ્તક માત્ર તમને દુકાનમાંથી નહીં પરંતુ અત્યારે પુસ્તકના મેળાઓ ભરાય છે આ સિવાય તમે ઓનલાઈન બુક શોપિંગ પણ કરી શકો છો અને તમને સરળતાથી બુક મળી રહે છે જ્યારે તમારી પાસે આજના સમયમાં ટાઈમ સમય હોતો નથી ત્યારે તમે ઓનલાઈન શોપિંગને વધારે મહત્વ આપી શકો છો બુક પરચેસ કરો બુક ખરીદી માટે તમે જ્યારે કોઈ ત્રણ વિકલ્પમાંથી એક વિકલ્પનો પસંદ કરો છો ત્યારે તમે તેમાં કયા કયા ગુણ અથવા તો કે કઈ એવી વસ્તુ છે જેને લઈને તમે બુક છે એ ખરીદવાનું પસંદ કરો છો અને તમને આમાં કઈ વધારે ફેસીલીટી છે જે તમે વધારે પસંદ કરો છો તમે જ્યારે કોઈ પુસ્તકની દુકાનમાં જાઓ છો ત્યારે તમારી પાસે હજારો એવા વિકલ્પો હોય છે જેમ કે પુસ્તકને તમે અડી શકો છો તેના પેઈજ પલટાવીને જોઈ શકો છો કે તેમાં કયા પ્રકારનું સાહિત્ય હોય છે પુસ્તક છે એ અલગ અલગ સાહિત્યને લગતી હોય છે જ્યારે બુક દુકાન પુસ્તકની દુકાને જાઓ છો ત્યારે તમને ઘણા બધા વિવિધ એવા ઓપ્શનો મળી રહે છે જેમ કે તમને બુક નજીકથી જોઈ શકો છો બુક છે એ કઈ પરિસ્થિતિમાં છે તે પણ જોઈ શકો છો બુક ઘણી વખત નવી પરિસ્થિતિમાં એટલે કે વપરાયેલી હોય છે અને ઘણી વખત છે સાવ નવી નક્કોર હોય છે તે તમને દુકાનમાંથી આરામથી મળી રહે છે પુસ્તક મેળો હોય છે એ પણ એક મહત્વનો ભાગ છે પુસ્તક મેળામાં ત્યાં તમે જ્યારે જાઓ છો ત્યારે તમારી સામે હજારોને વિવિધ બુકો હોય છે અને તમને ઘણુંય એવું સારું એવું પ્રાઇઝ એટલે કે ડિસ્કાઉન્ટ તમને મળ મળી રહેતું હોય છે આ સિવાય ત્રીજું ઓપ્સન છે ઓનલાઈન બુક શોપિંગનો ઓનલાઈન બુક શોપિંગ અત્યારે એક મહત્વનો ભાગ બની રહ્યો છે કારણ કે આજના જ્યારે જીવનમાં કોઇની પાસે ટાઈમ નથી હોતો દુકાન કે મેળે મેળામાં જવાનો ત્યારે તમે ઓનલાઈન શોપિંગ સારી રીતે અને આરામથી કરી શકો છો આમાં તમે તમારી મનપસંદ બુક સારા એવા ભાવે મંગાવી શકો છો અને આ ઉપરાંત તમે બુક જ્યારે ખરીદો છો ત્યારે બુકને કેવી રીતના મગાવી અટલે કે તમે તેનું પેમેન્ટ કેવી રીતના કરશો એ પણ એક મહત્વનો ભાગ બની રહે છે બુક જ્યારે તમે ખરીદો છો ત્યારે ઓનલાઈન શોપિંગમાં તમે જો તમને નો ગમે તમે પાછી પણ આપી શકો છો જ્યારે પુસ્તક મેળામાં તે તમને મળતું નથી કારણ કે પુસ્તક મેળામાં એકવાર લઈ લો છો પછી પાછો આપવાનો કોઈ વિકલ્પ નથી હોતો અને ઓનલાઈન શોપિંગમાં તે તમને આરામથી ઓપ્શન એટલે કે વિકલ્પ મળી રહે છે